હં હલો બોલો હું સુરેશ જોશી બોલું છું હાં હું ઇન્સ્યુરન્સ પોલિસીનું કરું છું કોટક ઇન્સ્યુરન્સ પોલિસી હં મેડમ અમારી કોટક પોલિસીમાં ઘણાં બધાં સરસ પ્લાન છે ને તમારા ફેમિલી માટે અગર સારામાં સારા પ્લાન જોઈતા હોય તો એમ એક ઈન્શ્યુરન્સની એક પંચાવન વર્ષની લિમિટ છે પંચાવન વર્ષથી નીચેની ઉમર હોય તો એ લોકોના માટે સારામાં સારા બેસ્ટ પોલિસી પ્લાન છે અને ખાસ કરી બાળકો માટે બી સરસ પ્લાન એવાં છે કે જે તમને એજ્યુકેશન જ્યારે બાળકનું ચાલુ થાય એન્જિનિયરિંગ છે મેડિકલ છે કે ત્યારે સારી રીતે ઉપયોગિતા થાય એવા પ્લાન બી છે અને એનું પ્રીમિયમ જે આવે છે એ પ્રીમિયમ વાર્ષિક પચાસ હજાર ક્લાર્ક એવી રીતના પ્રીમિયમ આવે છે એટલે આઇ થિન્ક મંથલી સમથિંગ ચાર હજાર જેવાં થાય છે પણ અગર નાની ઉમરમાં બાળકનો અગર એ પ્લાન લેવામાં આવે તો જ્યારે બાળકની ઉમર સત્યાવીસ અઠયાવિસ વર્ષની થાય ત્યારે આ પ્લાનમાં થયેલી જે બચત છે તે તમે એના એજ્યુકેશન પાછળ યુસ કરી શકો અને ચાઇલ્ડ પ્લાન જે છે એ એટલો બધો સરસ પ્લાન છે તો અગર ફાધર ચાઈલ્ડના પૈસા ભરતા હોય તો એ જે પ્લાન છે એનો બી એક ઇન્સ્યુરન્સ છે જેથી કરીને અગર એ પ્લાન ચાલુ હોય અને ફાધર હયાત ન હોય તો પ્રીમિયમ વધુ માફ થઇ શકાય છે અને અમારી પોલિસીમાં એક ખાસ બેનિફિટ એ જોવા મળે છે કે તમારું જે સબ ઇન્સ્યુરન્સ હોય છે એ ધીમે ધીમે જેમ જેમ પોલિસી તમારી આગળ વધે એમ વધતો જાય છે અને અગર બાળક ત્રણેક વર્ષનો હોય અને જો એનો વીમો લેવામાં આવે તો તેની મેચ્યુરીટી ની ઉમર એઈટી ફાઇવ યર છે વચ્ચે બી તમે પૈસા કાઢી શકો એવી જ ફેસીલીટી છે દર વર્ષે પૈસા મેળવી શકો એવી બી ફેસએલિટી છે ડીફરમાં જાવ તો દસ વર્ષ પછી તમને દર વર્ષે પૈસા મળે એવી બી ફેસીલીટી છે અને પેઈડ અપ પ્લાનમાં એક બે વખત તમે પૈસા ના કાઢો તો એરાઉન્ડ ત્રણ ચાર કરોડ સમથિંગ રકમ મળી શકે મેચ્યોરીટી માં